હેલો ઉબેર જી મેં ગુરુવાર રાત માટે અમદાવાદ એરપોટ જવા માટે ટેક્સી બુક કરેલી હતી અને એ ટેક્સીના ડ્રાઇવરને મેં અગાઉથી પાંચસો રૂપિયાનું રકમ ચૂકવેલી હતી પરંતુ મારી અમદાવાદથી મુંબઈ જવાની જે ફ્લાઇટ હતી તે કેન્સલ થવાને કારણે હવે મારે અમદાવાદ એરપોટ પર જવાનું નથી અને મારે મારી ટેક્સી કેન્સલ કરાવવી છે તો મેં અગાઉથી જે રકમ ચૂકવેલી છે એટલે કે પાંચસો રૂપિયા શું એ મને પરત મળી શકે જો પરત મળી શકે તો એ મારે મારા ઉબેર વૉલેટની અંદર ટ્રાન્સફર કરાવવી છે